હલો બોલો સાહેબ અલા ભાઈ મારા રૂમની અંદર આ જે લોકો આગલે દિવસ રાતે ગયેલા ચાદર પણ હજુ સુધી બદલાઈ નથી આજે બારણે દસ વાગવા આવ્યા અને પેલા બૈરાને ફરિયાદ કરી તો એ કહે કે સાહેબ હવે વાર લાગશે એમ તેમ કરીને આ તો પછી ના છૂટકે તમને કંટાળીને મારે ફોન કરવો પડ્યો ઓકે હવે બીજું કે આ એસી ચાલું કર્યું છે તો એસી અડધો કલાકથી ચાલુ કર્યું પણ હજુ કોલ્ડ નથી થતું કુલિંગ જ નથી આવતું હા હા પણ હવે આવી બધી વસ્તુઓ કેવી રીતે તમારી હોટલમાં ચલાવી લે છે લોકો મને એ નવાઈ લાગે છે હવે આ રૂમ રૂમમાં જોયું તો ક્લીનલીનેસ નથી આ બહાર ટોઇલેટની અંદર ઘણી જગ્યાએ ડાઘા છે આ છે તે છે આવી બધી વસ્તુઓ તમારી આટલી મોટી હોટલ થ્રી સ્ટાર હોટલ અને તેની અંદર આ વસ્તુ ચલાવો એ એક આશ્ચર્યજનક લાગે છે હવે બીજું કે પાણીનાં બોટલ હો હજુ આવ્યાં નથી પાણી અરે આ ઈલેક્ટ્રોનિક જે ટી કીટલી છે એ પણ બહુ જલ્દી વર્ક નથી કરતી ઓકે થેન્ક યૂ સર